હેલો હા તો પૂછો શું થયું હમ હં હં હં હમ જો આ ઘટનાને હું તમને શરૂઆતથી કહું આ જે હિસ્ટરી છે એમાં સૌથી લોકપ્રિય ઘટનામાંથી એક છે તો જે મોગલ રાજા હતા ને અકબર એના જે સંઘર્ષો ચાલતા હતા મેવાડના રાજા મહારાણા પ્રતાપ સાથે આ બેનાં વચ્ચે બહુ દુશ્મનાવટ હતી પહેલાં તો એમના વચ્ચે બધું સારું હતું જે અકબરના દાદા હતા બાબર એમણે મહારાણા પ્રતાપની દાદી હતી રાણી ઉદયમતી એમને રાખડી મોકલાવી હતી અને બંને વચ્ચે ભાઈ બહેન જેવો સબંધ હતો અને બાબરએ કીધું હતું કે હું તમારી રક્ષા કરીશ ત્યાં સુધી તો બધું ઠીક હતું પણ જ્યારે અકબર અને મહારાણા પ્રતાપ જન્મ્યા ત્યારે સિયાસત માટે કે હું રાજ કરું એ માટે એમ બેનાં વચ્ચે બહુ જ સંઘર્ષો ચાલ્યા અને યુદ્ધ થયું એમાં હલ્દી ઘાટીનું એમના વચ્ચે બે વખત પહેલાં બી યુદ્ધ થયેલું છે પણ એ નાનાં નાનાં યુદ્ધો હતાં અને જે આ હલ્દી ઘાટીનું યુદ્ધ હતું ને એ સૌથી મોટું યુદ્ધ ગણવામાં આવે છે હલ્દી ઘાટીનું યુદ્ધ એ માટે કહેવામાં આવે કે જે જગ્યા હતી જે મેદાન હતું યુદ્ધ થયું હતું એ મેદાનનું નામ હલ્દી ઘાટી હતું જો એ તો અઢાર ફેબ્રુઆરી પંદરસો બોંત્તેરમાં એક કામ કરો કે તમે આ લખી દો તારીખ તમને યાદ રહી જાય આ ઘટના હા લખો કે હલ્દી ઘાટી યુદ્ધ મહારાણા પ્રતાપ અને અકબર વચ્ચે અઢાર ફેબ્રુઆરી અઢારસો બોંતેર પંદરસો બોંતેર હોં અઢારસો નહીં ભૂલ થઈ ગઈ મારાથી પંદરસો બોંતેર હા બરાબર હં હં હા તમે નોટમાં એમ લખી દો કે હલ્દી ઘાટી યુદ્ધ અને પછી વર્ષ લખીને લખી દો કે મેવાડના રાજા મહારાણા પ્રતાપ સાથે થયું હતું તમને એમના ઘોડા વિશેની ઘટના ખબર છે હા તો એ બી લખો કે મહારાણા પ્રતાપનો જે ઘોડો હતો એ બહુ જ સ્વામી પ્રેમી હતો બહુ વફાદાર હતો અને એનું નામ ચેતક હતું એ તો અવશ્ય લખજો અને હલ્દી ઘાટીના યુદ્ધમાં જ્યારે બધી જગ્યાએ લાશનાં ઢેર હતા છતાંય ચેતકે મહારાણા પ્રતાપનો સાથ આપ્યો હતો અને એણે બહુ જ વફાદારી કરી હતી એ એ યુદ્ધમા ચેતક ઘોડો બહુ યાદગાર છે એટલે એ તો જરૂરથી લખજો

આમ તો ખાસી બધી ચોપડીઓ છે પણ આમ આ મારા અંદર છે મહારાણા પ્રતાપ અકબર કરીને એમાં બધી હિસ્ટરી બતાવવામાં આવી છે જે ઇતિહાસ છે એ બધુ તમારે જોઈતું હોય તો લઈ જજો એક હલ્દી ઘાટી યુદ્ધ ઇતિહાસ કરીને બી ચોપડી છે એના અંદર બી બધું જ છે તો લઈ જજો એ હા હા